ગુજરાત રાજ્યમાં સોમનાથ મંદિર ખૂબ મોટું પ્રખ્યાત મંદિર છે તે જૂનું મંદિર છે ત્યાં દેશ વિદેશથી લોકો આવે છે ટોળેટોળા લોકો આવે છે તેની સંસ્કૃતિ સારી છે તેની મુલાકાતે બધા બહુ આવે છે જેમકે દ્વારકા મંદિર એ પણ બહુ મોટુ મંદિર છે તેમાં પણ બધા બહુ જોવા આવે છે સંગ્રહાલયો પણ સારા બધાં છે જેમ અમદાવાદમાં કાંકરિયા તળાવ લાલ દરવાજા સીદી સૈયદની જાળી તે બધી જગ્યા ફરવાલાયક છે તેનો ઇતિહાસ સંસ્કૃતિ રચી શકે તેમ છે ત્યાં ઘણાં બધા લોકો આવે છે હજારો હજારો પબ્લિક આવે છે